અઠ્યાવીસ મે ઓગણીસો સત્યાસી અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો બાસઠ પાંચ ઓગષ્ટ ઓગણીસો નેવ્યાસી નવ જુલાઈ ઓગણીસો અઠ્યાસી બાર માર્ચ બે હજાર